ભારતમાં મારું પ્રિય રાજ્ય ફરવાં લાયક જોવાં જઈએ અથવા તો રહેવાની દ્રષ્ટિએ પ્રદૂષણ રહિત જોવાં જઈએ તો એ ગુજરાત છે ગુજરાત મને ઘણું વ્હાલું છે અને પ્રિય પણ છે ત્યાં ઘણાં બધાં ફરવાં લાયક સ્થળો છે એમાંય મારો જિલ્લો નર્મદા એ તો મને ખૂબ જ વ્હાલો છે જેને અમે મિનિ કાશ્મીર કહીએ છે ત્યાં લીલી હરિયાળી છે ફરવાં લાયક સ્થળો એમાંય સૌથી વધારે ફેમસ એવું સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવેલું છે ઘણાં બધાં ફરવાં લાયક સ્થળો છે ઐતિહાસિક જગ્યાઓ આવેલી છે જેમ કે જૂનારાજ જ્યાં ઘણાં બધાં લોકો ફરવાં માટે આવે છે વિશાળ ખાડી છે ઝરવાણી છે ઘણાં બધાં સ્થળો એવાં છે કે જે ઐતિહાસિક સ્થળ છે અને એમાનું એક મંદિર કે જે હરસિદ્ધિ મંદિર એ ઘણું પ્રાચીન છે ઐતિહાસિક મંદિર છે અહિયાં ઘણાં બધાં જોવાંલાયક સ્થળો છે ઐતિહાસિક ઇમારતો છે જેમ કે સુર્ય દરવાજો લાલ ટાવર રાજ મહેલ અમારો જે રાજન પેલેસ છે એ અને ક્યાંય ન જોયો હોય એવો વડીયા પેલેસનો એક હજાર બારીવાળો મહેલ જે આપણે ક્યાંય જોયો નથી એવો છે અને બીજું જોવાં જઈએ તો ગુજરાતની અંદર ખાણી પીણીથી માંડીને ઘણાં બધાં ફેમસ જગ્યાઓ પણ આવેલી છે અને સાડીઓ ખરીદવી હોય લગ્ન પ્રસંગ માટે કંઇક પણ ખરીદી કરવી હોય તો એવું અમદાવાદ સૂરત સાડીઓ ખરીદવાં માટે પ્રસિધ્ધ જગ્યાઓ તેમજ ફરવાં માટે કીર્તિ તોરણ જામા મસ્જિદ અલગ અલગ જગ્યાઓ આવેલી છે જે આપણને ફરવાનું ઘણુંય ગમે એમાંય મારો નર્મદા જિલ્લો તો ઘણો ખાસ છે કે જ્યાં લીલી હરિયાળી આવેલી છે નર્મદા માતાનું અહિયાં સ્વરૂપ નર્મદા સ્વરૂપ અહિયાં નદીઓ આવેલી છે જે નર્મદા નદીની દરેક દિવસે પૂજા કરવામાં આવે છે ત્યાં સાંજે આરતી કરવામાં આવે છે શૂલપાણેશ્વર મંદિર આવેલું છે અને ઘણાં બધાં એવાં ઐતિહાસિક પ્રાચીન મંદિરો છે કે જે રાજપીપળાની અને નર્મદા જિલ્લાની શોભા વધારે છે એમ જ આવેલું જે સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે જ્યાં હજારો પ્રવાસીઓ દરરોજનાં આવે છે ત્યાં રહેવાની સુવિધાઓ છે ફરવાં લાયક જગ્યાઓ છે અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં કારણે અહિયાંના જિલ્લાનાં ઘણાં બધાં લોકોને રોજગારી પણ મળી છે અને અમારો નર્મદા જિલ્લો ઘણો બધો વિકસિત છે જ્યાં વસ્તી પણ પ્રમાણમાં ઓછી છે અને જે પ્રદૂષણ રહિત એરિયા છે કે જ્યાં તમે પ્રદૂષણ ન જોઈ શકો જ્યાં ઘણાં બધાં વૃક્ષો આવેલાં છે ક્યાંય ન જોઈ હોય એવી વનસ્પતિઓ આવેલી છે દવાઓ બનાવવાનાં જે અલગ અલગ વનસ્પતિઓ બનાવવાં માટેની જે ફેક્ટરીઓ છે એ નાની નાની એવી ફેક્ટરીઓ જે વૃક્ષોમાંથી દવા બનાવી રહી છે અને ઘણાં બધાં એવાં સ્થળો છે કે તમે જ્યાં એક વાર જાઓ તો તમને ફરીથી આવવાનું મન થાય અને ઘણી બધી અહિયાં લીલી લીલી હરિયાળી જગ્યાઓ છે અહિયાં જે નર્મદા નદી છે ત્યાં દર વર્ષે પરિક્રમા યોજવામાં આવે છે હજારો પ્રવાસીઓ છેક મધ્ય પ્રદેશથી લઈને અહિયાં સુધી પરિક્રમા કરવાં માટે આવે છે ઘણા બધા સંતો છે માઈ ભક્તો છે બધા અહિયાં દર્શન કરવા માટે આવે છે કેવડીયા ખાતે આવેલું જે શૂલપાણેશ્વર મંદિર છે ત્યાં ઘણાંય લોકો જે આપણે કહીએ કે જે પરિક્રમાવાસી હોય ત્યાં રોકાય છે તેમનાં માટે રોકાવાની સુવિધાઓ છે અહિયાં આવેલું જે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જે જંગલ શફારી આવેલી છે કેકટસ ગાર્ડન આવેલું છે ઘણી બધી એવી જગ્યાઓ જે આપણે જોઈ શકીએ અને ઘણું બધું એવું ફરવાં લાયક છે જે આપણે નિહાળીને ત્યાં આરામ કરી શકીએ એવી બધી જગ્યાઓ છે સાધુ બેટ પર બનેલું જે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખરેખર ફરવાં લાયક જગ્યા છે એમ જ નર્મદા જિલ્લામાં આવેલા ઘણાં બધાં સ્થળો એવાં છે કે જો તમે એક વાર જાઓ તો ફરીથી તમને એ જ જગ્યા પર આવવાનું મન થાય ઘણી બધી જગ્યા પર ઝરણાં આવેલાં છે નાનાં મોટાં ઝરણાં લીલી હરિયાળી અને ફરવાનું મન થાય એવું જ બધું આવેલું છે જે એટલાં માટે અમે એને મિનિ કાશ્મીર કહીએ છે અહિયાં આવેલી સાતપુડાની જે પર્વતમાળાઓ છે એ જોઈને તમને લાગે કે ના અહિયાં જ વસી જવું છે ખરેખર રાજપીપળા તેમજ અમારું નર્મદા જિલ્લો તેમજ ગુજરાતનાં અનેક જિલ્લાઓ અમદાવાદ વડોદરા સૂરત ઘણા બધા જિલ્લાઓ છે ખરેખર જોવાલાયક છે બસ્સો છપ્પન થાય છે